કોઈ પણ રાજ્ય કેટલું સમૃદ્ધ છે તેનો આધાર ત્યાંનું શિક્ષણ ત્યાંની હેલ્થ

ત્યાંનાં લોકોની આર્થિક સ્થિતિ એના પર હોય છે હેલ્થ એક ખૂબ જ પ્રાથમિક વસ્તુ છે અને ગુજરાત જેવા રાજ્યમાં હેલ્થ ઉપર ખૂબ જ વધારે ભાર મૂકવામાં આવે છે જો આપણે હેલ્થકેર ડેટા અને માહિતી એની વાત કરીએ તો સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક આખી સિસ્ટમ છે એચ એમ આઇ એસ જેનું નામ છે હેલ્થ એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ આ સિસ્ટમ અંતરગત દરેક હેલ્થ સેન્ટર પાસેથી હેલ્થને લગતા ડેટા માહિતી મંગાવામાં આવે છે અને તેનું સેન્ટરલાઇઝ કરી અને ઉપરના લેવલ પર એનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તપાસવામાં આવે છે કે કઈ જગ્યા પર કામગીરી સારી છે કઈ જગ્યા પર કામગીરી નબળી છે તો જે જે જગ્યા પર નબળી કામગીરી અસંતોષકારક કામગીરી દેખાય તો તે જગ્યા પર વધારે ધ્યાન આપી અને સૂચનાઓ આપવામાં આવે છે ત્યાંનો વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે તો આ રીતે ઓનલાઈન માધ્યમ દ્વારા જ તમામ ડેટા માહિતી સેન્ટ્રલાઇઝ કરી અને એનું વિશ્લેષણ થાય છે અને એનો ઉપયોગ સિસ્ટમને સુધારવા માટે થાય છે ટેકો સિસ્ટમ પણ આ માટે ખૂબ જ સારી કામગીરી કરે છે